રમતો દરેક રીતે બધાયને ગમતી હોય તે રમત રમી શકાય અને એમાં તણાવ હળવો કરાય અને બીજું ટેન્સન દૂર થાય અને શરીર માટે બહુ જ ઉપયોગી અને મન હળવું રહે એનાથી ટ્રેસ ન રહે અને શરીર ખૂબ સારું રહે અને એને માટે શું છે કે બધાય સાથે એકાબીજા મળી અને બીજી વાત ભૂલી કોઈ પણ જાતનું દુ ખ હોય કે ટ્રેસ હોય એ દૂર થાય છે અને મનોરંજન મળે છે સાથે બેસાય છે સાથે રહેવાય છે અટલે આ એક રમત છે એ તો ઉત્તમમાં ઉત્તમ છે કારણ કે આખો દિવસ આપણે રોજીંદી વેપાર કરતાં હોય તો વેપાર સર્વિસ કરતાં હોય તો સર્વિસ એના સિવાયનું બહાર નીકળીએ તો આખું મન મનથી આપણે ખૂબ જ સ અ સરસ રીતે બીજે વર્તન કરી શકીએ અને આપણે સારી રીતે રઈ શકીએ એને માટે ખૂબ જ મજા આવે છે અને રમત રમવી એનાથી તો શરીર પણ સારું રહે છે એટલે રમતથી બહુ મન હળવું સ અનુભવે છે અને એકબીજાને આપણે સાથે રહી શકીએ છીએ રમત રમી શકીએ છીએ અને એકબીજાને ઓળખી શકીએ છીએ અને એકબીજા એકબીજાને કામ લાગવાની ભાવના રાખીએ એટલે એ મનોરંજન છે એનાથી આપણે ઘણા નજીક આવીએ છીએ સબંધો વધે છે એકબીજાને ઓળખીએ છીએ એકાબીજાને સમજી શકીએ છીએ અને દુ ખ કોઈ હોય માનસિક રીતે તો એ ખૂબ જ દૂર થાય છે અને એ એક વસ્તુ ભૂલાય અને બીજી વસ્તુ યાદ રહે એવી રીતનું આ મનોરંજન છે એ અતમ ઉત્તમ રીતે બહુ સારું છે અને બધાયને ગમે છે એ રીતે સહુ સહુની રમત જે પ્રિય હોય એ મનોરંજનને એને ખૂબ જ હળવાશથી લે છે એટલે એ રીતે બધું ય સરસ રહેશે